હા નિલેશભાઈ બોલું હા હા

એવું છે સારું સારું જરૂરથી આવીશું સર અમે અમારે જરૂર બી છે

હા સર અમે આવીશું અમે મહેનત બી કરીશું ને અમને જરૂર બી છે અને અમારે બી મદદ કરતાં રહેજો

હા હા હા સર જરૂર જરૂર